આપણે સૌ જાણીએ છીએ કે વીજળીનાં લીધે ઘણા બધા ખતરાઓ થાય છે અત્યારે હાલની મોસમ વરસાદી મોસમ છે જેમાં આપણે સૌ જાણીએ છે કે બધાં આપણને કહે છે કે વીજળીથી કે એનાં થાંભલાથી થોડાં દૂર રહેજો જેનાંથી આપણને કરંત ન લાગે આપણી ઘરે પણ અરથિંગ થોડુંક નબળું હોય તો એનાં લીધે આપણને દીવાલની અંદર છે એ પણ કરંટ અનુભવાય છે આ ઉપરાંત જેટલી પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એનાંથી આપણને બને એટલું દૂર રહેવાં કહે છે કેમ કે એ પ્રત્યેકની અંદર ભલે લાઇટ બંધ હોય સ્વિચ બંધ હોય તોય તેમાં કરંટ આવતો રહે છે માટે કહેવામાં આવ્યું છે કે આપણે વીજળીથી ઘણા બધા ખતરાઓ થાય છે જેમ કે આપણે જ્યારે કોઈ વીજળીનાં થાંભલાની પાસે હોય અને એમાં શોર્ટ શર્કિટ થયું હોય અને જો એ જીવતો વાયર આપણાં ઉપર પડે છે તો માણસનું મૃત્યુ થઈ જાય છે હાલમાં એવો એક કેસ બન્યો છે કે જેમાં એક ભાઈ હતા તે પોતાનું સ્કૂટર લઈ અને જતા હતા અને વરસાદી મોસમ હતું ત્યારે વીજળીનો વાયર છે તે અચાનકથી થાંભલામાંથી છૂટો પડ્યો અને નીચે પડ્યો તો નીચે પડ્યો તો થયું એમાં એવું કે જે ભાઈ ગાડી લઈ ને જતા હતા એની સ્પીડ ધીમી હતી તો એનાં લીધે એ વીજળીનો વાયર છે એ એમનાં ઉપર પડે છે અને એમનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થઈ જાય છે કેમ કે વીજળીનાં તારની અંદર એટલો બધો વીજ પ્રવાહ પસાર થતો હોય કે તે એક વ્યક્તિ છે એ નથી ઝેલી શકતું આપણને એક નોર્મલ કરંટ લાગે તો પણ આપણે વીજળી આપણે આખા દિવસ દરમ્યાન આપણને અનુભવાતી હોય તો આપણે એટલું સમજી શકીએ છીએ કે જો એક આખો વાયર જે છે કે જેની અંદર ઘણા બધા વૉટનો વીજ પ્રવાહ છે એ પસાર થતો હોય જો એ આપણને અડી જાય તો માણસનું મૃત્યુ થવાનું જ છે આ ઉપરાંત જ્યારે આ વીજળીનો વાયર છે કે એનો તણખલું કોઈ ખેતર હોય કે ત્યાં જે સૂકું ખેતર હોય ત્યાં આજુ બાજુ પડે છે તો ત્યાં પણ જે પણ કંઇ ખેત ઉત્પાદન હોય તો એનાં નુકશાન કરે છે એને બાળી નાખે છે કે એવું બધું થાય છે આ ઉપરાંત વીજળીનાં લીધે આપણી અંદર જે નર્વ સિસ્ટમ હોય એ આપણી ડિસ્ટબ કરી નાખે છે જ્યારે આપણને આવું બધું થાય છે ત્યારે આપણને એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ અટેક આવે ત્યારે એને વીજ શોક આપવો જોઈએ પણ અમુક વખત એવું થઈ જાય છે કે વીજળીનાં લીધે જ હાર્ટ અટેક આવી જાય છે